વાત કરી રહ્યા છીએ આપણે ભારતમાં ભારતની અંદર તો ખૂબ કલા કસબીઓ અને ખૂબ કલાકાંડીવાળા માણસો પડેલા છે અને કલાઓ પણ એટલી ઉભરેલી છે પહેલાંના જમાનામાં કલાની વાત કરીએ જ્યારે જે જાદુગરોની કલા આવતી જે નાટકોની કલા આવતી જે ઘરે ઘરે સૌને મનોરંજન કરવા માટે નાટકો કરતાં હતાં જાદુ બતાવતાં હતાં અને એ બધી એક કલા જ છે એ પહેલાંના જમાનામાં માણસોને મનોરંજન દેવા માટે હતું જે વસ્તુ મનોરંજન પહેલાંના જમાનામાં નહોતું ટીવી નહોતો કોઈ પાસે મોબાઈલ ફોન કે ન હતું ઈન્ટરનેટનું કશું આયોજન તેના માટે થઈને માણસને આનંદિત કરવા માટે અને સુશોભીત કરવા માટે આ વસ્તુ નાટકો અને જાદુ આ બધું કરવામાં આવતું જે લોકો જોઈને મનોરંજન માણી શકતા હતા હાલમાં એવું છે કે આ બધી વસ્તુમાં હવે માણસો માનતા નથી માણસો હવે ઘરની ચાર દીવાલની અંદર જ બંધ થઇ રહ્યા છે ઘરની ચાર દીવાલની અંદર એમને ટૅલીફોન મળી ગયો છે ટૅલીવિઝન મળી ગયું છે એમને મોબાઇલ ફોન્સ મળી ગયા છે એમને ઇન્ટરનેટ પૂરતા પ્રમાણમાં મળી ચૂક્યું છે ઈન્ટરનેટની અંદર જે જુઓ જે માગો એ મળે જે મનોરંજન જોવું હોય એ મળી શકે છે ટાઈમ એમાં બધો પાસ થઇ જાય છે માણસોનો માણસોનો બસ હવે આ વસ્તુથી ભરોસો પણ ઉઠી ગયો છે કે આવું પણ પોતાના જમાનામાં કંઈક હતું કલા પહેલાંના જમાનામાં આવી કંઈક સારી એવી હતી જાદુ છે અને નાટકો હતાં સારાં સારાં કુદરતી અને જે આપણે સમૂહમાં બેસીને જોઈ શકતાં હાલની તારીખમાં આ બધુ નાબૂદ થઈ ચૂક્યું છે અદૃશ્ય થઇ ચૂક્યું છે અને ધીરે ધીરે આ વસ્તુ હવે મને લાગે છે ત્યાં સુધી તો હટી જ જશે કેમ કે માણસો માનતા નથી માણસો હવે બસ મોબાઈલ ફોન અને ટીવીમાં માને છે નવાં નવાં પીક્ચર્સ આવે છે મૂવી થિયેટર્સમાં જોવા જાય છે ના કે કોઈ નાટક બતાવવા કોઈ પોતાની ફૅમિલીને લઇ જવા માગે છે હા હશે દસ ટકા જેવા માણસો છે એવા જે આ વસ્તુમાં માનતા હશે પણ એ પણ ફૂલટાઈમ નહીં એમ તો આ વસ્તુ નાબૂદ થઈ રહી છે અદૃશ્ય થઇ રહી છે તે હું તમને જાણવા માગીશ જે લાઈવ નાટકો કરતા હતા અને જોકર્સ જે જાદુ બતાવતા હતા તે લોકો નાબૂદ થઇ રહ્યા છે અદૃશ્ય થઇ રહ્યા છે